હું મારી શાળામાં અબ્દુમ અબ્દુલ કલામ વિષે ભણ્યો હતો તે ખૂબ સારા વૈજ્ઞાનિક છે તે તેમણે ખૂબ ગરીબ ઘરમાંથી આવીને ખૂબ સારી ભણતર કર્યું અને ખૂબ સારા માર્ક્સ મેળવીને તે ઇન્ડિયામાં બધાંથી ઊંચા વૈજ્ઞાનિક બન્યા અને ગણીત શાસ્ત્રી વિષે બી ખૂબ જાણું છું